આજકલ વધારે વપરાતી એપ આમ જોવા જઇએ તો સોસ્યલ મીડિયા છે જેમાં વૉટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી માંડીને આવી બધી જ એપ છે જેમાં અત્યારના બાળકો એ સતત ને સતત પોતાનો સમયનો વેડફાટ કરતા રહે છે આમ જોવા જઇએ તો સોસ્યલ મીડિયા એ એક પ્રકારનો ઝાડ છે જે એલગોરિધમ તરીકે એમ નેમ એવી રીતે પ્રોગ્રામ કરેલું હોય છે જે માણસમાંથી નીકળતા ડોપોમીન એનો જિમ્મેદાર છે આમ એ આપણાં ઉપર કંટ્રોલ કરે છે આમ જોવા જઇએ તો સ્માર્ટ ફોનને ધ્યાનમાં રાખીને ઘણા બધા એના ગેરલાભ પણ થતા હોય છે આમ જોવા જઇએ તો ઘણાં બધી એપ્લીકેશન પણ માં જતા આપણને ગેરલાભ થાય છે ઘણી વાર કોઈકને ખોટી રીતે પૈસા પડાવી જાય છે ઘણી વાર કોઈકનો વોઇસ કાઢીને છેતરપિંડી બી થઈ શકે છે આ બધા સોશ્યલ જે સાઇબર ક્રાઇમ છે એને આ બધા આ બધા ક્રાઇમને સાઇબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે આમ એપ કે સ્માર્ટ ફોનથી થતાં કોઈ બી ક્રાઇમ હોય તેને સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે ને આના ઘણાં બધા ધ્યાનમાં લેવાની બાબતો છે જે આપણે લોકો જાણીએ છીએ કે અત્યારે જો વધારેમાં વધારે જે એપ જે ચાલે છે જે બેન્કિંગની હોય કે ગમે તે હોય ઘણાં બધા એપ જોવા જઇએ તો નેટફ્લિક્સ છે એમેઝોન છે આ બધા પણ અત્યારે વધારે વપરાતી એપ છે ઘણી વાર આ બધાના ગેરલાભો પણ છે તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રિલ્સનો સમાવેશ કરી શકો છો અત્યારના યુવકો જાણે પોતાનું ધ્યાન કેન્દ્રિત એમાં જ કરે છે રીલ જોતાં જોતાં ક્યારે પણ ચાર પાંચ કલાક વીતી જાય છે ને યાદ આવે છે જે સમય જતો રહ્યો તેનું શું કરવું અત્યારે જે યુવાનો છે પોતાનો સમય ક્યાં કેવી રીતે વેડફવો એમને ખબર હોતી નથી આમ પોતાના માટે એ લોકો નથી લઈ શકતા એટલે આ એમનો પર્સનલ ક્વેશ્ચન છે